અમારા પરિવારની એક સંસ્કૃતિ પરંપરા ચાલી આવી છે જે છે ઉત્તરાયણના ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણના દિવસે તીલના તીલ જે આપણે તળ હોય તળ તળના જે લાડુ હોયને લાડુ તેના તળના લાડુ આગલા દિવસે બનાવવામાં આવે છે આગલા દિવસે અને જે ત્યાં ઉત્તરાયણના દિવસે કે મકરસંક્રાંતિના દિવસે એ બેનાં એ ગમે તે બેનાં કોઈ કોઈ મકરસંક્રાંતિના દિવસે મકરસંક્રાંતિ કે વાસી ઉત્તરાયણના દિવસે જઈને કહેવામાં આવે છે એટલે આપણે કોઈના આપણા પરિવારો જનોના ઘરે જઈને કહેવામાં આવે છે કે તીળ તળનો જે લાડુ છે એ તમે એમને આપણે હાથોથી ખવડાવે છે અને કહે છે કે આ લાડુ લો અને સારું સારું બોલો અને સારું સારું અમને આપો એ રીતના કે આપણા જીવન આપણા જે પરિવારમાં કે સારું સારું કરો કે ખોટું કંઈ કે ન કરો તીડ ગુડ યા અને ગોળ ગોળ બોલાય એ રીતના જે મરાઠીમાં કહે છે એ જ રીતિરિવાજ આપણે મારા જે બાજુવાળા હતા તેમની સાથે બી અમે અપનાવવામાં આવ્યો હતો કે આ રીતના કરે છે કે એમનું જોઈને કે એ એમની સંસ્કૃતિ જોઈને અમે બી એમને અપનાવ્યા એટલે અમે બી કહીએ છીએ કે આપણે જે તળના લાડુ જે બનાવીએ છીએ એ તળના લાડુ બી તેમને ખવડાવીએ છીએ અને પોતે બી ખાઈએ છીએ કે સારું કે સારું સારું જે શુભ દિવસ થાય છે જે નવા વર્ષની આગમનતા થાય છે એ સારી રીતના થાય એ રીતના કહે છે